ગ્રામ્ય લોકો જીવનમાં રમતગમતની વાત કરીયે તો ગામના યુવકો ઘરની બહાર જ રમત રમતાં હોય છે જેમ કે આપણે રમતગમતની વાત કરીયે તો ગીલ્લીદંડા લખોટી ભમરડાં એવી એવી વિવિધ વિવિધ પ્રકારની ગેમો તેઓ રમતાં હોય છે અને તે ગેમ ને આપણે વાત કરીયે તો ગમે એ લોકોની એવી હોય કે કોઈને ગ્રામ્ય લોકોને નુકસાન ન પહોંચે કે પર્યાવરણનું બી નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને તેઓ ગેમ રમતાં હોય છે